હાં એટલે નિખિલના વાલી બોલો છો તમે હાં હું અહિયાં નિખિલની સ્કૂલેથી જ વાત કરી રહી છું એમની ક્લાસ ટીચર જ છું અને અમારે પ્રવાસ લઈ જવાનો છે ને એ સંદર્ભે કાર્ય આપડે સ્કૂલ પૂરી થાયને પાંચ વાગે તેરપછી બાળક છે એને અહિયાં ચાલીસ મિનિટ સુધી મિટિંગ માટે રોકવ્વાણું છે તો બસ છે એ જે બસમાં આવે છે ને એમાં એ બસ મોદી આવશે તો તમે ચિંતા નો કરતાં આ સંદર્ભે હાં પ્રવાસ સોમનાથ દ્વારિકા સુધી લઈ જવાના છે ધાર્મિક સ્થળોએ લઈ જવાના વા પચ્ચી અત્યારે થયેલી છે છતાં છેલ્લી ઘડીએ કોઈક નો કાઇ પ્રકારનો ફેરફાર હશે સ્થળના સંદર્ભમાં તો અમે જાણ કરશું પણ હાલ બધી સૂચનાઓ આપવાની છેને તો ચાલીસ મિતિત તો એ રોકાશે હોં હાં ભલે ભલે